હા મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં ઘણા બધાં આંબાઓ છે અને કેરીઓ છે બરાબર છે હા હા તો હા હું આંબાનો હૉલસેલ ડીલર બોલું છું અમદાવાદથી હા તો મારે અલગ અલગ પ્રકારની તમારે કેવી કેવી પ્રકારની કેરીઓ થાય છે એ બધી થોડી માહિતી આપશો બરાબર બરાબર હા જમ્બો કેસર બરાબર

બરાબર છે હા બરાબર

બરાબર હા એટલે આ તમારો મારા ફ્રેન્ડે નંબર આપ્યો છે અને ત્યાં શું કેરીઓ સારી અને એવી મળે છે અમારે ત્યાં અહીંયા શું છે થોડીક એટલી બધી પેલી મળતી નથી બરાબર અને ભાવ પણ વધારે કહે છે એટલે મેં તમારા ભાઈબંધ તરફથી તમારો નંબર લીધો છે હા

બરાબર છે હા એનો સ્વાદ પણ આવતો નથી એમ

હા બરાબર હા

બરાબર

જમ્બો કેસર હા બરાબર ઓછો ભાવ છે બરાબર અત્યારે હા તો

બરાબર પાંચ કિલોના હજાર રૂપિયા બરાબર ને

બરાબર છે

બરાબર હા

બરાબર બરાબર હા એટલે કેરીઓના ભાવ તો છે અત્યારે હા અને જ્યાં નુકસાન થયું એના લીધે કેરી મળતી નથી બરાબર એ પણ છે

હા એટલે બરાબર છે હા બરાબર છે બરાબર હા પણ મારે તો એવું છે કે મારે હૉલસેલમાં લેવું છે એટલે તમે થોડુંક ભાવમાં થોડુંક એ કરો તો સારું રહે એમ

બરાબર છે હા બરાબર બરાબર છે હા તો હા તો હું એમ કહેતો હતો કે તોતા મારે લગભગ જે તમે બે ચાર જાત કીધી ને એમાંથી બધામાં દસ દસ કિલો લેવી છે બરાબર હા દસ કિ દસ દસ કિલો હા

બરાબર છે હા મારે લગભગ જુઓ ને દસ દસ કિલો અમુક જે આ તોતાપૂરી છે અને જમ્બો કેસરેય કીધી ને એ બધા પાંચ પાંચ કિલોનાં કરજો અને જે તમે આ નવી કીધી ને કેવી દશેરી કીધી ને હા હા એના બે હા એના દસ દસ કિલોના બોક્સ કરી દેજો કેમ કે નવી અત્યારે માર્કેટમાં આવી છે જો ચાલે તો મારે પણ થોડુંક બેનિફિટ રહે એમ હા

બરાબર હા બરાબર પાંચસો રૂપિયા હા દશેરી બરાબર છે

બરાબર છે હા બરાબર હા તે કશો વાં હા બરાબર છે હા તો કશો વાંધો નહીં હું હા તમારો કૉન્ટૅક્ટ કરું સંપર્ક કરું બરાબર તમારો હો ને એ સારું સારું હું ફોન કરીને તમારે ત્યાં સંપર્ક કરીશ બરાબર એ સારું સારું